હું વૈદિક ધર્મનો અનુયાયી છું અને આ ધર્મ મારા માટે શાંતિની સાધનાઓ અને સ્વાસ્થ્યની સંભાળ માટે અમૂલ્ય શિક્ષા આપે છે વૈદિક ધર્મમાં યોગ ધ્યાન પ્રાણાયામ અને આહારની માનવ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે યોગ અને ધ્યાન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને મનની શાંતિ મળે છે પ્રાણાયામ દ્વારા શરીરને સામર્થ્ય વધારવામાં મદદ મળે છે અને આહારને વિચારથી શારીરિક સ્વાસ્થ્યને લાભ થાય છે અદ્યતન યોગ શાસ્ત્ર અને અદ્વૈત વેદાંત પ્રકારે મારી આધ્યાત્મિક સમગ્રતાનું વ્યાખ્યાન છે અને મારા અનુભવને મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરે છે વૈદિક સંસ્કૃતિને આધારભૂત સિદ્ધિઓ પર આધારિત શિક્ષા મારા જીવનમાં ને મારી પ્રભાવ રાખે છે જેથી હું શાંતિ અને પ્રગતિમાં રહી શકું આવા સમ સંપૂર્ણ ધાર્મિક અનુભવો મેં મારી દિનચર્યા સમૃદ્ધ અને શાંત બનાવે છે ને મારી સામર્થ્યને વધારે કરે છે